અમારા વિસ્તારની કલા અને હસ્તકલા ક્ષેત્રે રાજ્યની સંસ્કૃતિની ઓળખ અને વારસામાં ખૂબ જ યોગદાન છે આપણે જોઈએ કે અમારે હસ્તકલા અમારા બારીક ભરત અને કાંઠી ભરત ખૂબ જ પ્રચ પ્રચલિત છે આપણે જોઈએ કે રબારી ભરત ને કાંઠી ભરત તો કાંઠી ભરતમાં અમુક પ્રકારના અમુક રાજાઓ અને એમની રાણીઓ કે એમના પૌત્ર કે પુત્ર એ બધાંને હાથથી ભરતગુંથણ કરીને એમના જીવન ચરિત્રો અથવા ચિત્રો ભરીને બનાવતા હોય છે અને આપણે જોઈએ કે રબારી ભરતમાં તો અમુક પ્રકારના ભગવાનના ફોટા કે ભરતગુંથણ કે અંદર અમુક કલા રીતે ઘોડાનું પ્રતીક કે ફૂલ કે એવી રીતે અંદરભૂતતા હોય છે અને એ બનાવતા હોય છે તો એ બધે આપણે ઘરની બહાર પણ એ બધાં અમુક લગાવતા હોય છે ભરતગૂંથીને બનાવેલી વસ્તુઓ અને એ જ અમારા ગુજરાતમાં અને ભારતમાં પણ પ્રચલિત ખૂબ જ છે